હા ગુડ મોર્નિંગ સર હા સર પણ ટેકનીશન કેટલા વાગે આવસે કારણ કે મારી હમણાં અગયાર વાગે ડયુટી પૂરી થાયે છે તો એ એ દરમિયાન નહી આવે તો પણ હું બેસીને ટેકનીશન આગળ રૂમનું એસી ઠીક કરાવી દઇશ અને આપડા જે કસ્ટમબર છે જે એમને પણ સોરી કહીસ અને કઇસ કે તમને જે તકલીફ પડી એસી બંધ હતું એનાથી તો અમે હોટલ વટી તમારું સોરી કહીયે છીએ અને એટલે એવી રીતે હું આપડી હોટલ નું નામ બગડે નઇ એ રીતનું બધુ સાચવી લઇસ સર એટલે તમે ચિંતા ના કરસો હા હા ના ના હા બસ ઓકે સર થેન્ક યૂ